એ ગઢીયા ભાઈ બોલો એટલે ઓલા ગઢીયા ટ્રાવેલ્સવાળા જ ને એ બાપુ મારે તમને એમ પૂછવું હતું કે આપણે બાપુ એકવીસ તારીખે આપણે વડોદરા જવું હોય દસ જણ ને બરાબર તો આપણે કઈ રીતે જઈ શકાય

હં હં હં હા હા હં હા હા ના ના ભાઈ દસ જણામાં બસ તો ન કરાય પણ તમારી પાસે ભાઈ ગાડી કે એવું કાંઈ ખરું ભાઈ એટલે કેવું કે ટેમ ઓકે હં અમે દસ જણ તો બરાબર ટેમ્પો ટ્રાવેલ્સ જેવું છે ઓલું ટ્રેમ્પો ટ્રાવેલ્સ અત્યારે આવે છે એ હં હં હં તો મારે જૂનાગઢથી વડોદરા સુધી એટલે આમ તો તમે મને ઓળખતા જ હશો ભાઈ કારણ કે હું જુનાગઢ લોકલનો જ છું અને એની પહેલાં એકાદ બે વાર તમારી સવારી બુકેય કરાવેલી છે મેં પણ આ તો શું કે ફોનમાં આપણે પહેલી વાર વાત થઇ એમ એટલે એ રીતનો જરાક ભાવ લગાવજો હા એટલે તો હું તમને એમ કહેતો હતો કે મારે જુનાગઢ હા એટલે ભાવની તો પછી જોઈ લઈએ બાપુ આપણે ગઢીયા ભાઈ પણ આપણે જુનાગઢથી વડોદરા જવું હોય તો એસી બસના કેટલા થાય ને નોન એસી બસના કેટલા થાય જરા કહો મને ના ના આપણે ખાલી જવું જ છે ભાઈ સાત આઠ હજાર સાત હજાર કે આઠ હજાર ભાઈ કારણ કે જો હું એકલો નથી મારા ભેગા દસે દસ જણ છે ને અમારે બધુ નક્કી કરીને જવાનું હોય કિલોમીટરનો શું ભાવ ચાલે છે તમારે સાત હજાર કિલોમીટરના તેર રૂપિયા ચાલે છે ને હં આ તો એસી કે નોન એસી એસી સાત હજાર એ ગઢીયાભાઈ ઓલા સોઢાભાઈ આપણને પાંચ હજારમાં આપે છે હોં હં એલા વડોદરા તો આપણે બાપુ કંઈ એટલું બધુ દૂર જવું નથી વડોદરા એટલે અહીંયાથી તો આઠ કલાક જ થાય એટલે એમાં તો બસ ખોટ ખાય નહીં પણ આ તો ઠીક છે હવે સાચા હશો ચાલો તમે તો કેટલા તમે સાત હજાર કીધા ને હવે કાંઈક માન તો રાખો બાપુ તમારા જુનાગઢનો છું આ તમારું ય નહીં ને મારું ય નહીં ચાલો છ હજાર પાંચસો રાખો ને ચાલો છ હજાર આઠસો ચાલો ચાલો છ હજાર આઠસો ડન રાખીએ ને ચાલો છ છ હજાર આઠસોમાં તો એકવીસમી તારીખે સવારે ચાર વાગ્યે રેડી અને ડ્રાઈવરનો નંબર છે ને મને આ નંબર પર છે ને વૉટ્સઅપ કરી દેજો એટ આ એટલે હું એ ડ્રાઈવર ભાઈ હારે વાત કરી લઉં એ ભલે ભલે ગઢીયાભાઈ